મારા પડોશીના નામ વણજારા જુનેદભાઈ જાકીરભાઈ મુલતાની સકીલ એહમદ રઝાકભાઈ બાંડી જુબેદાબેન જાકીરહુસૈન સુથાર નાદિયાબેન સફરાજભાઈ ઘાંચી મોહંમદ સાહિલભાઈ સલિમભાઈ